સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાની અંદર આવેલું છે રામપરાની અંદર રણછોડજીનું મંદિર આવેલું છે રાજવીપરામાં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે રાજપીપળા ના રાજાનો મહેલ જોવા લાયક સ્થળ છે પછી અમારી બાજુની અમારા નર્મદા જીલ્લાની અંદર સરદાર સરોવર ડેમ આવેલો છે